હલો વીમા કંપનીમાંથી બોલી રહ્યા છો હા મને તમારો પત્ર મળ્યો આધાર કાર્ડ અપડેટ કરવા માટેનો પત્ર મળ્યો તો હા મારું સરનામું હા લખો એકત્રીસ શિવનગર સોસાયટી ઉદના ડેપોની પાછળ

ફોન નંબર અઠ્ઠાવીસ બાવીસ ચોવીસ ટ્રિપલ સિક્સ જીરો સારું થયું તમે મને પેલા જ એ પત્ર મોકલાવી દો તમારો ખૂબ ખૂબ આભાર પત્ર મોકલવા બદલ